ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે કારણ ઉત્તરાયણ ગુજરાત ખાસ પર્વ છે જે પોતાની વિશેષતાઓ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે આ પર્વની ખાસિયત છે કે તે ઉચ્ચ ઉડાનમાં પતંગોની અને ઉડાન અને ખેલાઈ સાથે જ મનાવવામાં આવે છે